મેં એકવાર ફિલ્મ કેમેરા વડે સૂટિંગ કરવાનો પ્રયત્ન કર્યો હતો મારા મતે ફિલ્મ શુટ કરવાનું ફિલ્મ કેમેરા કરતાં ડિજિટલ ફોટોગ્રાફીમાં વધારે સારી રીતે અને એના વધારે કલર્સ અને લાઇટિંગ ડિજિટલ ફોટોગ્રાફીમાં સારી રીતે આવી શકે છે ઘણીવાર ફિલ્મ કેમેરાથી સૂટિંગ કરવામાં પ્રોપર લાઇટનો પણ પ્રોબ્લ્મ થાય છે કલર્સનાં પણ એટલા સારા કોમ્બિનેશન નથી આવી શકતાં જેટલાં ડિજિટલ કેમેરાથી ફોટોગ્રાફી કરતા આવે છે આ ઉપરાંત ફિલ્મ કેમેરાથી સૂટિંગ કર્યા પછી એને બીજી એને આપણે ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરવું પડે છે જ્યારે ડિજિટલ ફોટોગ્રાફીથી સૂટિંગ કરીએ તો એની ડિજિટલ ફાઇલ આપણને તરત મળી જાય છે